વર્ષ બે હજાર વીસમાં આવેલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં ભારત સરકારે સમર્ગ દેશમાં લોકડાઉન જાહેર કર્યું જેમાં લગભગ દોઢ મહિના સુધી બધા જ લોકો ઘરમાંજ પુરાયેલા રહ્યા તે સમયે મારી પાસે પણ કોઈ જ કામ નહતું લોકો કોરોનામાં તો એવા તો ફસાયા કે જીવ બચે એ જ સૌથી મહત્ત્વનું હતું લોકો દવા ડોક્ટર અને ઓક્સિજન વગર મરતા હતા દરેકને કદાચ ઓક્સિજનનું મહત્ત્વ એજ સમયે સમજાયું હશે એ ઓક્સિજનની કિંમત સમજાયા પછી મારા મનમાં એક વિચાર આવ્યો એ વિચાર મારા માટે પ્રેરણા બની ગયો અને મારા ઘરમાં જ કુદરતી ઓક્સિજન મળી રહે તે માટે ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું આ બધા પાછળ સમય વિતાવવાથી એક પ્રકારની મને માનસિક શાંતિનો મને અનુભવ થવા લાગ્યો હવે આ ગાર્ડનીંગ કરવું મારો શોખ બની ગયો છે નાના મોટા છોડનું વાવેતર કરવું કલમ કરવી કટિંગ્સ ઉગાડવી એ બધું મને બહુ ગમવા લાગ્યું છે હવે તો નાના મોટા પ્રસંગે મારા સગા વ્હાલા કે મિત્રોને હું સરસ મજાના ફૂલોના કુંડા વાવેલા છોડ સાથે ભેટ પણ કરું છું જે બધાને બહુ જ ગમે છે